ગામ ગામ અને શહેરો વચ્ચે જે કોઈ પણ રમત રમાતી હોય છે તે રમતો વચ્ચે ઘણો બધો ફરક જોવા મળે છે ઘણો બધો એટલે ખૂબ જ મોટો ફરક જોવા મોટો મળતો હોય છે કારણકે ગ્રામ ગ્રામ ગ્રામ્યના વિસ્તારના લોકો જે હોય છે એ ખેલાડી લોકો ખેલાડીઓ હોય છે તેઓ ગામમાં ગામ ગામમાં જે કોઈ જે જે પ્રકારનું જીવન જીવતા હોય છે તે તે પ્રકારનું જીવન જીવતા હોય છે જે પ્રકારનું તેનાથી તેઓ લોકો ટેવાઈ ગયેલા હોય છે અને તેનાથી તે ટેવાઈ ગયેલા હોય છે અને શરીર તેમનું મજબૂત બની ગયું હોય છે એટલા માટે તેઓ રમતમાં દરેક રમતમાં તેઓ દરેક રમત તેઓ સારી રીતે રમી શકે છે અને શહેરી વિસ્તારના લોકો શહેરી વિસ્તારના ખેલાડીઓ હોય છે તેઓ તેઓને શહેરી શહેરની જે લાઈફ હોય છે કે શહેરમાં જે રહેવાની પદ્ધતિ હોય છે તે રીતે પદ્ધતિઓમાં જેમ કે ફાસ્ટફૂડ છે બહારનું ખાવાનું વધારે હોય છે તેનામાં તેના એટલા માટે તેઓ તેઓની ફિટનેસમાં ઘણો વધારે ધ્યાન ન આપતા તેઓનું તેઓનું સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં અને શહેરના ખેલાડીઓ અને ગામના ખેલાડીઓ સ્વાસ્થ્યમાં ખૂબ જ મોટો અંતર જોવા મળે છે ગામના જે ખેલાડીઓ હોય છે તેઓમાં તેઓ જલ્દી થાકતા નથી અને તેઓ લાંબા સમય સુધી રમતમાં રમતો રમી શકે છે અને શહેરના જે ખેલાડીઓ હોય છે તેઓ રમત તો રમે છે પરંતુ તેઓ તે રમતને ઘણો સમય સુધી રમી શકતા નથી અને તે રમતને થોડા સમય રમ્યા પછી તેઓને જલ્દી થાક લાગે છે અને તેઓ તેઓનો શ્વાસ ફુલવા લાગે છે અને તેઓનો લાંબા સમય સુધી રમત રમી શકતા નથી એટલા માટે ગામના ગામ અને શહેરના ખેલાડીઓમાં ખૂબ જ મોહો મોટો તફાવત જોવા મળે છે એટલા માટે શહેર અને ગામના જે કોઈ ખેલાડીઓ હોય છે તે વચ્ચેનો તફાવત ઘણો હોય છે જો આપણે ગામ અને શહેર બંને ખેલાડી વચ્ચે જો કંઈ પણ રમતનો આપણે આયોજન કર્યું હોય અને જો બંને વચ્ચે રમાડવામાં આવે

સંભાવના એવી ઘણી હોય છે કે ગામના ખેલાડીઓની ટીમ હોય છે તેની જીતવાની સંભાવના વધી જાય છે કારણ કે તેઓ તે તેઓ એવા એવા એ લોકો તેવા વાતાવરણથી વાતાવરણમાંથી આવ્યા પસાર થઈ ચૂક્યા છે એટલા માટે તેઓ રમત સારી રીતે રમ રમ રમતા હોય છે ને શહેરમાં શહેરના ખેલાડીઓમાં એવા પ્રકારનું વાતાવરણથી પસાર ન થયા હોય એટલા માટે તેઓને જો વધારે પડતા તાપમાન કે એવા વાતાવરણમાં જો રમત રમાડવામાં આવે તો તેઓને જલ્દી થાક લાગી જાય છે એટલા માટે તેઓએ તે રમતમાં સારો એવો દેખાવ કરી શકતા નથી એટલા માટે તેઓ હારી જાય છે એટલા માટે ગામ અને અન્ય શહેરના ખેલાડીઓમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે